અમારા વિસ્તારની અંદર જેમ કે અમે અત્યારે બરોડામાં રહીએ છીએ અમારી ત્યાં એક મંદિર છે જ્યાં અમારા એક જૂના મહારાજ છે જેમ કે એમને ભૂવા મહારાજ તરીકે જાણવામાં આવે છે અને એમની પોતાની એક એ માતાજીના આશીર્વાદ મળેલા છે એ લોકોને દુખ દૂર કરવામાં ને લોકોને મદદ કરવામાં સારા દિવસોમાં અને જ્યારે શારીરિક કા કોઈ આરોગ્ય તરીકેની જ્યારે તકલીફ હોય ત્યારે એના સોલ્યુશન માટે એમને એટલા આશીર્વાદ અને એટલું પાવરફૂલ એ મળેલું છે કે જેથી એ રોજના કેટલાય લોકો એમને ત્યાં દર્શન કરવા તથા અલગ અલગ બાધાઓ પૂરી કરવા માટે માનતાઓ પૂરી કરવા માટે આવતા હોય છે અને એ માનતાઓ પૂરી કરે છે અને સાથે સાથે લોકોને મદદરૂપ પણ થતા હોય છે અને ત્યાં લોકો એટલી એમની ત્યાં માનતાઓ રાખતા હોય છે જેમ કે અમારું આ કામ પૂર્ણ થઈ જાય તો હું માતાજીને ત્યાં આ રીતના અમુક પૈસાના દાન કરે અમુક લોકો અનાજના દાન કરતા હોય છે અમુક લોકો પગપાળા ચાલતા આવતા હોય છે અમુક લોકો ચા અમુક જાતની અલગ અલગ બાધાઓ રાખતા હોય છે જેમ કે અમુક દિવસ સુધી ઉપવાસ કરે અમુક દિવસ સુધી એ લોકો મૌન વ્રત ધારણ કરે બધી બહુ અલગ અલગ જાતની બધાની જે રીતની ભક્તિ હોય જે રીતની એમની શ્રદ્ધા હોય એ પ્રમાણેની એ લોકો માનતાઓ રાખતા હોય છે અને બધી બહુ એવી અંધશ્રદ્ધાઓ વિષે પણ મેં જોયેલું છે જેમાં અમુક લોકો અમુક જાતના પ્રાણીઓની બલી પણ આપી દેતા હોય તા વિચાર નથી કરતા અમુક લોકો તો પોતાના અમુક ફેમેલી મેનમ્બર્સને પણ અંધશ્રદ્ધામાં આવીને અમુક થર્ડ લોકોની વાતોમાં આવીને એમની ઉપર અમુક જાતનો ન કરવાનો અત્યાચાર કરી દેતા હોય છે તો જોવા જઈએ તો આ વિસ્તારની અંદર અલગ અલગ લોકો અલગ અલગ એરિયા પ્રમાણે અલગ અલગ કેટેગરી પ્રમાણે સ સ સમાજના અલગ અલગ કહેવાય કે એક જાતના અલગ અલગ લેવલમાંથી આવેલા હોય છે અમુક અલગ અલગ ભાગોમાંથી આવેલા હોય છે જેમ કે મિડલ ક્લાસ ગણીએ લોવર મિડલ ક્લાસ ગણીએ અપર ક્લાસ ગણીએ અમુક સ્લમ એરિયાઝમાં પણ હોય છે લોકો તો જે રીતની એમની જે રીતની એમ નાનપણથી લઈને મોટા થવા સુધીની કેળવણી એ પ્રમાણેની જ માન્યતાઓ પણ બંધાયેલી હોય છે અને એ અલગ અલગ રીતિ રિવાજો પ્રમાણે એ લોકો આગળ વધતા હોય છે અને એ જ રીતિ રિવાજો એ લોકો ફોલો કરતા હોય છે એમાં કેટલીક એવી અંધશ્રદ્ધાઓમાં પણ એ લોકો જોડાએલા હોય છે જેને છોડી પણ નથી શકતા અમુક જાણવા છતા પણ એને ચલાએ રાખે છે અને એ પ્રમાણે આગળ એમના છોકરાઓને પણ એ જ વસ્તુઓ આપતા હોય છે અત્યારે અમુક એવી રૂઢિચુસ્ત અંધ શ્રદ્ધાઓ લોકો એમાં ફસાઈ ગયા હોય છે જેમાં નીકળી પણ નથી શકતા અને એને પાલવવી પણ એ લોકોને અઘરી પડતી હોય છે પણ કહેવાય છે કે અમુક સમાજના વર્ગ અમુક જગ્યાએ વહેંચાઈ ગયેલા હોય છે અને એમાં એ રીતના આગળ વધતા રહે છે એમ